હેલો શું તમે તોમર ગેસ એજન્સીમાંથી વાત કરી રહ્યા છો મેં મારા બુકિંગ સિલિન્ડર ત્રણ દિવસ પહેલાં નોંધાયા છે તો મેં એની પૂછપરછ કરવા માટે એજન્સીમાં કોલ કર્યો છે શું તમે મને જણાવી શકો કે મારા બુકિંગ સિલિન્ડર ક્યારે આવશે મારા બુકિંગ સંદર્ભ નંબર સત્યાવીસ બાર તેર ચૌદ ઓગણપચાસ સાઠ છે અને મારા આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા ચોવીસ સત્યાવીસ છે